કુદરતી સાધનોની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં અલગ અલગ પ્રકારની ઘણી બધી માટીઓ આવેલી છે જેનો ઉપયોગ જેનો ઉપયોગ સીરામિકમાં પણ કરવામાં આવે છે ઘર બનાવવામાં કરવામાં આવે છે ચૂનાના પથ્થરો બનાવવા માટે પણ કરવામાં આવે છે મોરબીમાં ફુલ વિપુલ પ્રમાણમાં ફુલ ખૂબ જ પ્રમાણમાં આવી માટીઓ જોવા મળે છે બીજો પ્રકાર બીજી વસ્તુની વાત કરીએ તો મોરબી જિલ્લામાં અલગ અલગ પ્રકારના એવા ઘણા બધાં વૃક્ષો છે જેના લાકડાઓનો ઉપયોગ ઘણા બધાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે જેમાં કે ટેબલ બનાવવામાં બેન્ચીસો બનાવવી અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની લાકડાઓની વસ્તુ બનાવવામાં મોરબી જિલ્લાના લાકડાઓને પણ ખૂબ જ ઉપયોગ થાય છે બીજી વાત કરીએ કે કુદરતી સાધનો જેવા કે અનેક પ્રકારના એવી માટીઓ મોરબી જિલ્લામાંથી મળે છે કે જેનો ઉપયોગ સીરામિકમાં લાદીઓ બનાવવા માટે ટાઇલ્સ બનાવવા માટે પણ તેનો ઉપયોગ અમે કરીએ છીએ